ગુજરાતની રાજકીય પ્રક્રિયાની એમાં મીડિયાની ભૂમિકાની વાત કરીએ તો આપણે રાજકીય કાર્ય એમાં ઘણી રીતે આપણે મીડિયા એટલે કે એનું સારી રીતે ઓલો ઉપયોગ કરી શકીએ છીએ એમાં અમુક જોઈએ તો આપણે આગળ જેમકે એની માહિતી પ્રસારણ કરવું હોય ને જાગૃતિ લાવાનું હોય જો પછી વિચારમસ ચૂંટણી પ્રસાર માટે પછી જેવા અનેક કાર્યો છે એમાં એ મીડિયા ઉપયોગી થાય છે મીડિયામાં માહિતી પ્રસારણ તરીકે મીડિયા મતદારને રાજકીય પક્ષો ઉમેદવારો અને તેમની નીતિઓ વિષે માહિતી આપે છે પછી જાગૃતિ વિષે વાત કરીએ તો લોકો લોકોમાં રાજકીય જાગૃતિ લાવા માટે મીડિયાનો મહત્ત્વપૂર્ણ કૂટન છે પછી જેમાં મતદાર અને નાગરિક આસ્થા પ્રોત્સાહિત થાય છે પછી વિચારવિમર્શમાં મીડિયા તરીકે રાજકીય ચર્ચા અને ડિબેટને પ્રોત્સાહન કરે છે જે નાગરિક સાથેના વિચારોને આમ પ્રોત્સાહિત કરે છે પછી ચૂંટણી પ્રચાર ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ મીડિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે જે મિનિટે મિનિટે પ્રતિ કલાકે જેનું આમ લાઈવ પ્રસારણ તરીકે આપણને પ્રસ્તુત કરે છે કે અત્યારે કેટલું ચાલે છે દરેક સિટીમાં ક્યાં શું ચાલે છે પછી મીડિયા ઉમેદવારોને મેસેજ પ્રસારિત કરે છે અને લોકોને તેમના મતદાનના નિર્ણયોમાં પણ મદદ કરે છે એ પછી વિશ્વાસમાં મીડિયા વિધ્વંસક અને પ્રસંગોને સત્યતતા પર આધારિત ચર્ચાઓ કરીને સમાજમાં વિશ્વાસ અને શંકાનો આ ઉપદ્રવ કરે છે આમ પછી મીડિયા રાજકીય પરિસ્થિતિઓમાં પણ મહ મહત્ત્વનો ભૂમિકા ભજવે છે જે સમાજના નાગરિકોને સૂચિત અને સારી રીતે મજબૂત બનાવે છે રાજકીય કાર્યમાં આગળ જ વધીએ તો એમાં મહત્ત્વપૂર્ણ મીડિયાના પાસાઓ વધુ માહિતગાર કરી આપણે તમને પછી એમાં છે આપણે આગળ જોઈએ તો ઇન્ફોર્મેશન છે મીડિયા ચૂંટણી દરમ્યાન છેને લોકો સુધી ઉમેદવારોની રાજકીય રચનાઓ વ્યૂહરચનાઓ અને અભિગમો પહોંચાડતા હોય છે પછી આ માહિતી માટે મતદારે યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે જાગૃતિ અને સક્રિયતા પછી એમાં આગળ વધીએ તો મીડિયા નાગરિકોને રાજકીય પ્રકા પ્રકરણો મતદાનની મહત્ત્વતા અને સામાજિક મુદ્દા પર જાગૃત કરે છે જે તેમને રાજકીય પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવે છે સામાજિક મુદ્દાઓમાં પણ તે સારી રીતે વ્યવસ્થિત કરી શકે છે જેમકે મીડિયા સામાજિક વિવાદો અન્યાય અને વિષયો પર પોતાનો જે લોક લોકોનો ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે લોકોને સમજાવે છે કે આ અન્યાય છે ન્યાય અન્યાયની તમને તરફેણ શિખવાડે છે તે સમાજમાં અસમાનતાનો ઉજાગર કરે સમાનતાઓનો ઉજાગર કરે છે પછી ચર્ચા વિ વિવાદમાં પણ આપણે જોઈએ આગળ તો એ પણ એક મીડિયાનો ભાગ જ છે મીડિયા વિચારવિમર્શને પ્રોત્સાહીત કરે છે જેમાં નાગરિકો વિવિધ વિષયો પર પોતાના વિચારો આપે છે અને ચર્ચાઓમાં સમૂહ વિચારણા કરે છે અને સમર્થન પણ કરે છે એકબીજાના વિચારોનું પછી ચૂંટણીના દિવસોમાં પણ મીડિયાનું કામકાજ બહુ વધુ પણે વધી જાય છે ચૂંટણીના સમય મીડિયા મતદાનની પ્રક્રિયાને અને ચૂંટણીના પરિણામો છે જેવા કે અને એક એક પોલિંગ બુથ માટે એકે સમાચારો પહોંચાડે છે જાહેર જનતાને કે આવું બને છે આવું નથી બનતું એ જ સામાન્ય જનતાનો અવાજ પણ એ સરકાર સુધી પહોંચાડે છે મીડિયાને ઓલું પહોંચાડે છે સ્થાનિક મીડિયા જ મુદ્દાઓ પર જનતાને અવાજ રજૂ કરે છે વાસ્તવિક સંખ્યાનો ઉછાળવામાં અને સીધાણ માટે દબાણ બનાવે છે એડવોક્સી એડવોક્સીમાં જોઈએ તો આપણે મીડિયા કેટલાક મુદ્દાઓને મહત્ત્વને ઉજાગર કરીને નીતિ અને પરિવર્તન માટે દબાણ આપી શકે છે આવી રીતે ઘણાય મુદા છે જેવા કે આપણે જોયા છે એ પ્રમાણે મીડિયા મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે એના માટે